મારા ખાનપાનમાં એ ખાસ વાનગીઓમાં સુખડી લાપસી શીરો દૂધપાક બાસુંદી

મગની દાળનો ઘઉંના લોટનો શીરો રવાનો શીરો મગની અનાજ રવાનો શીરો આપણે ખાવામાં વપરાય ખાંડ કોપરું અને એમાં વપરાય ઘી ચોખ્ખું ઘી એમાં વાપરીએ ને મસાલામાં અમે દાળના દાળ એમાં દાળ ભાત દાળ ભાત શાક રોટલી શાકમાં અમે ને તીખું ખાઈએ અમે મીઠું મરચું હળદર ધાણા જીરું ને દાળમાં મરચું ધાણા જીરું ખટાશ મીઠાશ એ વપરાય ભાત તો સાદો હોય અને બધા ગમા બધામાં ખાંડ કોપરું કોપરું ઓછું વાપરીએ અમે ખાંડ ચા ને બધુ વધારે આમાં વપરાય અમારે ત્યાં બધાય ઘરમાં ચા વધારે પીવાય સવારે ચા પીએ બપોર ચા બે ટાઈમ પછી બપોર જમવાનો બપોર જમવા સાદું હોય કોઈક વાર મહેમાન બધા ભેગા થયા હોય ત્યારે અમે મિષ્ઠાન ફરસાણ બનાવીએ અને સાંજે અમારે સાદું હોય અને અમારે છોકરીઓ કે બધા પરિવાર ભેગો થાય ત્યારે કે આ બનાયું તો ત્યાં ત્યાં બધું હેન્ડલિંગ કરે એમાં આ પ્રમાણે મોજ ચાલ્યા કરે અમારે કુટુંબમાં અમારે બધાયને શોખ છે અમારે ખાવા પીવાનો શોખ તેલ મસાલાવાળું વધારે ખાય ગળપણ જરા ઓછું ખાય ગળપણમાં અમારે બધું આ બનાવે ફ્રૂટ સલાડ બનાવે બાસુંદી બનાવે દૂધપાક પૂરી પછી શીરો અને બધુ બનાવે ને ફરસાણમાં અમે ઢોકળા ઈડલી ઢોસા મન્ચુરિયન પાણીપૂરી અને પછી બધી આઈટમો બધી બનાવે અને રગડા પેટીસ હોય એ બધું અમે કઈ બધાય ભેગા થઈને ખાઈએ અમે ઢોસા હોય પુલાવ કઢી હોય ભાજી પાવભાજી હોય પાવ બટાકા હોય અમે બધું જમીએ બધાય ભેગા થઈ